હલ્લો

હમ

હમ હા હું ઓડિસન તો અચ્છા મેં તમારી એડ છે ને હાલ જ ન્યૂઝ પેપરમાં વાંચી હતી તો મેં વિચાર્યુ હતું કે એનાં પર હું અપ્લાય કરીશ એટલે સારું કહેવાય કે તમે મને સામેથી જ કોન્ટેક કર્યો તો તમે મને જરા ડીટેલ્સમાં કહી શકો છો કે કેવા ટાઇપનો મારો રોલ રહેશે એની અંદર જો તમે મને પસંદ કરી છે તો એક રોલને રિલેટેડ હવે મને વાત કરી શકો છો આમાં હમ હમ હં હં હમ હં હમ હમ હમ હમ હમ એમાં મારે કોઈ ડાન્સ કરવાનો છે કે પછી કાંઈ સીન છે હમ હમ હમ હમ હમ તો તમે મને કોરીઓગ્રાફર અવેલેબલ કરાવી દેશો હા તો તમે મને કેટલી ફીસ આપશો અગર મને સાઇન કરો છો આ પિક્ચર માટે અને હું હા પાડું તો એમાં શું થયું છે કે મને હાલમાં છે ને ત્રણ ચાર પિક્ચરની ઓફર આવેલી છે તો ઓબ્વિયસ્લી હું જ્યાં મને વધારે સારા પૈસા કે અપોર્ચ્યુનિટી અને પ્રોડક્શન જેનું વધારે સારું હશે મોટું પ્રોડક્શન હું સમજી શકું છું કે સંજય લીલા ભણસાલીનું પ્રોડક્શન એટલે કંઈ નાનું તો નહીં જ હોય પણ તમે સમજી શકો છો કે મારા માટે કેટલી ઇમ્પોટન્ટ છે તો એમણે બીજાને પછી જે મારી શૂટિંગ છે એ મારે ડિલે કરાવવી પડશે તો એ પ્રમાણે તમે મને જરા જણાવો તો વધારે સારું કેમ કે હું તમને પણ એ ના નથી પાડવા માગતી ને આટલો મોટો જે મારો પ્રોડક્શન છે હાથમાંથી ખોવા નથી માગતી અને જે બીજા પ્રોડક્શનવાળા બી જે મારી પાસે સ્ક્રીપટ લઈને આવ્યા હતા તો એમનું પણ મન દુઃખી નથી કરવા માગતી એટલે હમ એ જો એઝ અ મારે એમાં મારે તમે કીધું એવી રીતે કે હુ એમાં લીડ એક્ટર છું બરાબર તો મારે સાત લાખ રૂપિયા તો હું ચાર્જ કરીશ જ એના હમ હમ હમ હમ હમ મારું ઓડિસન તો એક મારું ઓડિસન તો બરાબર જ થશે પણ તમે મને ખાલી એટલું કહો કે તમને સાત લાખ રૂપિયા બજેટ પોસાશે કે નહીં એ કહો મને તો તમે મને છે ને પાક્કું પૂછીને ફોન કરો મને તમે હવે એકદમ કન્ફોમ પૂછીને હં ને કે તમે સારું તો હું ઓડિસન આપી દઉં પછી તમને મારું ગમે તો પછી મને પૈસા આપી દેજો હું હમણાં આવું છું બાર વાગ્યે હમ સારું સારું બાય સારું બાય